છેલ્લા દસ પંદર વર્ષમાં ગુજરાતમાં ટેકનોલોજીને કારણે મનોરંજન ઉપર ખાસો એવો પ્રભાવ પડ્યો ગુજરાતી ફિલ્મો ગુજરાતી વેબસીરિઝ આજના એકપણ એવા યુવા નથી ગુજરાતમાં જે સોશલ મીડિયાનો ઉપયોગ ન કરતાં હોય સોસ્યલ મિડીયા પ્લેટ્ફોમ્સ જેવા કે ફેસબુક ઇંસ્ટાગ્રામ વોટ્સએપ હું પણ બધા એપ્લિકેશનનો ઉપયોગ કરું છું આજનો યુવા ઇન્સ્ટાગ્રામ ઉપર દુનિયાના દેશમાં રાજ્યમાં શહેરમાં પોતાનાં શહેરમાં ક્યારે શું થઈ રહ્યું છે એની એક એક સેકંડે ખબર રાખતો થયો છે ઇન્સ્ટાગ્રામ ઓપન કરો રીફ્રેશ કરો એટલે થોડીવારમાં તમને શું થઈ રહ્યું છે તેની બધી ખબર પડી જાય ટેકનોલોજીને કારણે જો આપણે છાપા ન વાંચતા હોઈએ તો આપણા ફોનમાં સમાચાર પત્રોનાં એપ્લિકેશન પણ આવે છે જેને કારણે આપણે રોજ ગમે તે જગ્યાએ છાપા વાંચી શકીએ પહેલાં એવું હતું કે ક્રિકેટ મેચ હોય તો ઘરે રહીને રજા લેવી પડે ઘરે રહીને મેચ જોવાનો પ્લાન બને પણ હવે એવું નથી હવે કોઈપણ જગ્યાએ ક્યાંય પણ તમે હોય જો તમારી પાસે ફોન તમારા ખિસ્સામાં હોય તો તમે લાઈવ મેચ જોઈ શકો હવે એના માટેની એડવર્ટાઈઝમેંટ પણ આવે છે કે તમે એક સિરિયલ જોવી હોય તો એ જો સમય તમારો રસોઈ બનાવવાનો સમય હોય પરંતુ તમે શું કરો કે રસોઈ ગમે એવી બનાવી નાખો સાથે સાથે ડોકું કાઢતા કાઢતા સિરિયલ જોતાં જાઓ પણ એવું હવે નથી થતું કારણ કે તમારી પાસે ફોન છે તો તમે એ જ સમયે તમારા ફોનમાં એ સિરિયલ જોઈ શકો છો જો ત્યારે ન જુઓ તો તમે તમારી પાસે રેકોર્ડિંગનો ઓપ્શન પણ હોય છે કે તમે એ સમય પછી પણ એ જોઈ શકો વાત રહી ફિલ્મોની તો ફિલ્મો આપણે જ્યારે થિએટરમાં જોઈએ છીએ તો હવે એ સુવિધા પણ આવી ગઈ છે કે આજના દિવસે ફિલ્મ રીલિઝ થયું અને મારે નથી જોવું તો એક બે મહિનામાં ઓટીટી પ્લેટફોમ ઉપર એ જ ફિલ્મ પ્રસારિત થશે અને એ મારા ફોનમાં હું જોઈ શકીશ ખાલી મનોરંજન માટે જ આપણે ફિલ્મો અને વેબસીરિઝ જોતાં હોઈએ એવું નથી તેના માટે તેમાંથી આપણે ઘણું બધુ શીખી શકીએ જીવન કેવી રીતે જીવવું એ આપણે ફિલ્મો અને સીરિઝમાંથી શીખતા થયાં છીએ આપણે એઝ અ એઝ અ ઓડિયન્સ જ્યારે આપણે ફિલ્મો જોતા ત્યારે જ્યારે વેબસીરિઝ નહોતી અને ફિલ્મો જોતા ત્યારે આપણને થતું કે યાર બસ બે કલાકમાં ફિલ્મ પતી ગયું કે બસ ત્રણ કલાકમાં ફિલ્મ પતી ગયું ને આપણને એવો મોહ હતો કે ફિલ્મ વધારે ચાલે આ કથા કંઇક વધારે આગળ વધે અને હવે આપણે જોઈએ છીએ કે વેબસીરિઝ આવે છે તો અલગ અલગ અંકોમાં વહેંચાયેલી હોય છે ઓટીટી પ્લેટફોમ્સ જેવાં કે નેટફલિકસ છે એમેઝોન પ્રાઇમ છે હોટસ્ટાર છે જીઓ છે એ બધામાં આપણને અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ સ્ટાર્સની સીરિઝ આપણને ઉપલબ્ધ થઈ રહી છે સોસલ મીડિયા પર આપણે જ્યારે કોઈપણ અપડેટ્સ જોઈતી હોય અને ઇન્સ્ટાગ્રામ ખોલો કે આપણને ખબર પડી જાય કે શું ચાલે છે ને શું નહીં એવી જ રીતે ફેસબુકમાં પણ હોય છે વોટ્સઅપમાં અમુક જ મિનિટોમાં અમુક જ એકન્ડ્સમાં સંદેશાઓ પહોંચાડી શકાય છે આપણે કોઈપણ ડોક્યુમેન્ટ મોકલવાં હોય તો એ પણ આપણે મોકલીએ છીએ મિત્રો સાથે મિમ શેર કરીએ છીએ હસીએ છીએ કોઈપણ ઝડપથી કોઈ વાત કરવી હોય તો અમુક જ સેકંડમાં થઈ જાય છે ટેકનોલોજીનાં કારણે ઘણાં બધા ફાયદાઓ આપણને જોવા મળે છે પહેલાંના સમયમાં જ્યારે આપણે જોતાં કે અમુક ઘરમાં જ એવી શું કહેવાય કે ફ્રિજ કે ટીવી કે એવું બધુ કંઈ જોવા મળે તો એ એક અમીરી છે એ લોકોની એવું જોવા મળે પણ અત્યારના સમયમાં ગુજરાતમાં દરેક ઘરમાં તમને ટીવી ફ્રિજ આ જે ઉપકરણો છે ટેક્નોલોજિકલ ઉપકરણો છે એ તમને સામાન્ય રીતે જોવા મળશે જ અને એવું કોઈ પણ માણસ નહીં હોય જેની પાસે ફોન ન હોય ફોન તો આપણને દરેક વ્યક્તિ પાસેથી પ્રાપ્ત થઈ જ રહે અને એ લોકો જ્યારે કોઈપણ વસ્તુ જેમકે મેચ છે જેના માટે સ્પેશ્યલ રજા લઈને ઘરે જોવા માટે રોકાતા પરંતુ હવેનો જે ટ્રેન્ડ ચાલુ છે કે તમે કોઈપણ જગ્યાએ જઈને મેચ જોઈ શકો તમે તમારા શોઝ ફેવરિટ શોઝ જોઈ શકો ફોનનાં કારણે કેટલા બધા કામો સરળ થઈ ગયાં છે કોઈને ફોન કરવો હોય તો બસ થોડીક જ મિનિટમાં ફોન કરી શકાય કોઈને કંઇ મેસેજ મોકલવો હોય તો થોડીક થોડાક જ સમયમાં મોકલી શકાય ને આપણું કામ ફટાફટ થઈ જાય હવે ટેકનોલોજીમાં બીજી વસ્તુ જો આપણે ફોનમાં જોઈએ તો યુપીઆઈ આઇડીસ વૉલેટ્સ આપણે કોઈને કંઈ પેમેન્ટ કરવું છે આપણે રિચાર્જ કરાવવું છે બિલ ભરવું છે ઘરનું લાઇટ બિલ છે કોઈપણ વસ્તુઓ છે બધુ પણ યુપીઆઈથી શક્ય બને છે જો આપણી પાસે કેશ નથી અને આપણે સીધું આપણું બેન્ક અકાઉન્ટ લિન્ક કરેલું રાખ્યું હોય તો આપણે સીધું એમાંથી પેમેન્ટ કરી શકીએ છીએ એટલે આમ ટેકનોલોજીનાં કારણે ઘણાબધા ફાયદા થયેલા આપણને જોવા મળે છે